હલઉ હા જી કોણ હા તમે કોણ

ઓકે મનોજભઇ

હા

હમ

હમ બરાબર એટલે મનોજભઈ તમારા પંચોતેર ટકા આવ્યા છે દસમામાં હેં ને સરસ સરસ સારું કહેવાય ઓહો હો સારું કહેવાય હા એક્ચ્યુલીમાં છે ને સ્ટૅમ એટલે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ દસમા પછી ઘણાં બધા વિદ્યાર્થીઓ કેવું આર્ટસ અને કોમર્સની લાઈન લઇ રહ્યા છે જેથી કરીને અમારું જે આ કલાસીસ છે સ્ટેમના કલાસીસ સાયન્સ ટેકનોલોજી એન્જીનીયરીંગ અને મેથ્સ એ દસમા પછીથી બાળકોનાં મનમાં ડર હોય છે કે હું ગણિત ના ભણી શકું હું વિજ્ઞાન ના ભણી શકું હું એન્જીનીયરીંગ ના કરી શકું અથવા તો મારું મેથ્સ કાચું છે

બસ એકઝેટ તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ દસમા પછી આવી રીતે મૂંઝવણમાં આવી જાય છે અને એ લોકો જે એમની રૂચી હોય છે જેવી રીત જેવી રીતે તમેં કીધું મને મેથ્સમાં મારી રૂચિ સારી છે અને સાયન્સમાં મારી રૂચિ સારી છે પરંતુ તમારા જે મનમાં આવી રીતનું ડર હોય છે તો એના કારણે તમે તમારી રૂચિ પ્રમાણે અઅ તમાંરુ જે કરિયર છે એ પસંદ કરી શકતા નથી અને ઘણા બધા સ્ટુડન્ટ આ ભૂલ કરે છે અને એ લોકો આર્ટસ લઇ લે છે અથવા કોમર્સ લઇ લે છે અને એમની જે સ્પેસિફિક જે લાઈન જે છે એ છોડીને બીજી લાઈનમાં જતા રહે છે તો સારું થયું કે તમે સંપર્ક કર્યો અને તમે અમને કોલ કર્યો હમ તો તમે એક વાર અમારા કલાસીસ ઉપર આવશો તો અમે તમને તમા તમામે તમામ પ્રકારની માહિતી આપી દઈશું સાયન્સની ટેકનોલોજીની એન્જિનીયરિંગની અને મેથ્સની મને તો બહુ સારું લાગ્યું કે તમે આ લાઈનમાં જવા માગો છો ભલે તમને થોડુ ઘણું ડર છે પરંતુ તમને જે તમારી જે રૂચિ છે એ લાઈન હું તો માનું છું ત્યાં સુધી તમારે લેવી જ જોઈએ અમારામાં ફીસ વગેરે એકદમ નોમિનલ હોય છે અને કોર્સનો સમય ગાળો એ ત્રણ ત્રણ મહિનાનો હોય છે ત્રણ ત્રણ મહિને અમે દરેક અ એક એક બેચ ફિનિશ કરતા હોઇએ છીએ અને અમારી બેચમાં મુખત્ત્વે તમે જે કીધું કે સાયન્સ ટેકનોલોજી એન્જીનીયરીંગ અને મેથ્સ એમના વિષે જ બાળકોને જે પ્રેક્ટિકલ જ્ઞાન હોય છે એ પ્રેક્ટિકલ જ્ઞા જ્ઞાન આપવામાં આવે છે જે એન્જીનીયરીંગમાં સાધનો હોય છે એ એમને અમારી શું કહેવાય સ્ટેમ લેબમાં ઉપલબ્ધ હોય છે સાયન્સના જે ઉપકરણો તથા સાધનો હોય છે એ અમારી લેબમાં ઉપસ્થિત હોય છે આવા તમામે તમામ સાધનોની સાથે અમે બાળકોને પ્રેક્ટિકલ આપીએ છીએ પ્રેક્ટિકલ જ્ઞાન કે સાયન્સ કઈ રીતના એમાં કઈ રીતનું કામ કરે છે એન્જીનીયરીંગમાં લોકો કઈ રીતના કામ કરે છે એ તમામે તમામ પ્રકારની એ લોકોને અમે માહિતી આપીએ છીએ જેથી કરીને બાળકો પ્રેક્ટીકલ રીતે એ લોકો કા પોતે જ કામ કરે અને એ પોતે જ કંઇક શીખે તો એમના મનમાં જે રહેલું ભય છે કે અમને ના આવડી શકે એ એમનું ભય દૂર થઇ શકે છે એટલે અમારું અમારું જે કલાસીસ છે એકદમ પ્રેક્ટીકલ જ છે તમને થીયેરીકલ એકદમ ઓછું જ જોવા મળશે અમારા કલાસીસમાં જેથી કરીને તમે મુલાકાત લેશો તો તમને પણ સારું લાગશે એક વાર સ્ટેમ લેબની તમે મુલાકાત લેશો તો અમારું મંડે ટૂ સેટરડે સવારે દસ થી લઈને સાંજના છ વાગ્યા સુધી અમારા કલાસીસ ઓપન હોય છે એટલે તમે દસ થી છમાં ક્યારેય પણ મુલાકાત લઇ શકો છો હા ફી વગેરેમાં હપ્તા સીસ્ટમ થઇ જશે અને એને સિવાય તમે કદાચ સ્કૂલમાં પણ એન્જીનીયરીંગ મેથ્સ અથવા સાયન્સ કઈક સિલેક્ટ કરવા માગતા હોવ કદાચ એ સ્કૂલનું કે કોલેજનું ફીસ વગેરે બી વધારે હોય તો ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમો છે એમાંથી તમને લોન કરાવી આપીશું અને લોન બી કેવી રીતે તમારું એજ્યુકેશન પૂરું થઇ ગયું ત્યાર પછી ભરવાનું રહેશે એ પ્રકારની બી અમે લોકો તમને સવલતો આપીએ છીએ એ પ્રકારનું બી અમે લોકો સ્ટુડન્ટને સહાય કરીએ છીએ ડોક્યુમેન્ટમાં તો તમારા માર્કશીટ લેતા આવજો તમારું આધાર કાર્ડ અને સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ તમને કદાચ આપી હોય તો એ લેતા આવજો બસ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટોઝ લેતા આવજો અને જો કદાચ તમારા પેરેન્ટ્સ સાથે આવે તો એ બી બેસ્ટ છે જરૂર જરૂર ચોક્કસ આવજો તમે પણ આવજો અને તમારા બીજા કોઈ મિત્ર હોય એમને પણ અઅ એમને આવી રૂચી હોય તો એમને પણ આવી ઇન્ફોર્મેશન આપજો સારું ચાલો ધન્યવાદ મનોજભઈ